હલ્લો હા બોલો

થઇને અને ગોળ અને ચા ઘરે જ હતાં અમે એવી કોઈ મિલાવટ કરતાં નથી એમના લોકો પણ એ લોકોને પણ ખબર છે કે આ રીતે નથી કરતા એટલે એટલે એ લોકોને પણ વેચીએ અને અમે પણ રાખીએ એવી રીતે એને બહાર બીજે પણ કોઇને બધા આપીએ હા વેચી આપીશ ને ચોક્કસ વેચી આપીશ પણ મતલબ કે તમે કોઈ મિલાવટ તો કરેલી નથી ને કારણ કે અત્યારે તો બધા ગોળની અંદર ઘણું બધું મિક્સ કરતા હોય છે ને પછી મિલાવટવાળો ગોળ હોય તો ક્યારેક કોઈને ખબર પડે તો પછી વેચાણ ના પણ થાય અને ઓછુ બી થાય એવું બની શકે હા હા બરાબર તો વાંધો નહીં તમને વેચી આપીશ સિટીમાં ને એમ બધે લઈ જઈને બરાબર તો પછી તમે આપી દેજો વાંધો નહીં તમને એતો હું વેચાણ કરી આપીશ હા હા કઈ વાંધો નઈ